મારી પ્રિય રમત ક્રિકેટ છે ક્રિકેટ એ મને હૃદયથી ખૂબ પ્રિય ગેમ છે હું નાનો હતો ત્યારથી સૌપ્રથમ રમત એ ક્રિકેટ રમ્યો હતો બાળપણના મિત્રો સાથે ક્રિકેટ રમવાની મજા ખૂબ જ વધારે હતી અને અત્યારે પણ એ જ રમત ક્રિકેટ હું મારા એ જ મિત્રો સાથે રમું છું એક વાત એવી છે કે નાનપણથી લઈ અત્યાર સુધી રમત તો એ જ છે પરંતુ મિત્રો પણ એ જ છે તે વાત વધારે ખાસ છે તે રમત મારી લાગણીથી મારી ભાવનાઓથી જોડાયેલી છે તેથી ક્રિકેટ એ મને ખૂબ પ્રિય રમત છે